આજનાં આધુનિક યુગમાં નાના વેપાર કરતા વેપારીઓની ટેકનોલોજીએ ખૂબ જ મદદ કરી છે મોટાભાગે નાની કક્ષાએ એટલે કે ગૃહ ઉદ્યોગ ચલાવતા વેપારીઓ ગ્રામ્ય વિસ્તારમાં રહે છે તેઓ ટેકનોલોજીથી અજાણ્યા હોય છે તેઓ શહેરોનાં વાતાવરણથી અજાણ્યા હોય છે માટે એવા સમયે તેમની મદદ ટેકનોલોજી કરે છે ટૅકનોલોજી દ્વારા છૂટક વેપારીઓ ઈન્ટરનેટ પર પોતાના વ્યવસાયની જાણકારી લોકોને થાય તે માટે વૅબસાઇટ બનાવે છે અને તે વેબસાઇટ પર પોતાનાં ઉત્પાદનને લગતી વિવિધ માહિતી મૂકે છે જેથી ગ્રાહકોને તેમનાં ઉત્પાદનની અને તેની ઉત્પાદકતાની જાણકારી મળી રહેે જેથી તેમના ઉત્પાદનની જાહેરાતમાં વધારો થાય છે અને લોકો આકર્ષાય છે તેમજ તેમને વ્યવસાયમાં શું કંઇક નવું કરવું નવી પદ્ધતિ કેવી રીતે અપનાવવી એ બધી જાણકારી તેમને ટૅકનોલોજીની મદદથી મળી રહે છે અમારા પરિવારમાં પણ પાપડ બનાવવાનો ગૃહ ઉદ્યોગ ચાલે છે અમે પણ ટૅકનોલોજીનો ઉપયોગ કરીને ઉત્પાદનની જાહેરાત કરીએ છીએ જેથી ગ્રાહકો અમારા ઉત્પાદન પ્રત્યે આકર્ષાય છે આથી ટેકનોલોજીએ નાના વેપારીઓને ખૂબ જ મદદ કરી છે